હા મને પણ લાગે છે કે આજકાલના બાળકો બહાર રમવા જતા નથી અને એ લોકો આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે રહેતા હોય છે હવે એ એના માટે માતા પિતાએ જે પોતાના સમયમાં રમતો રમતા હતા જેવી કે ક્રિકેટ લખોટી કબ્બડી બહાર રમવા જવા માટે રમતો રમતા હતા એવી રમતો અને થોડાક પ્રોત્સાહન આપવું જોઈએ તો પછી આજકાલના બધા મોટી મોટી ઈવેન્ટો જેવી થતી હોય છે બધામાં ભાગ લેવ લેવડાવો જોઈએ જે જેના કારણે છોકરાઓ સ્ક્રીન ટાઇમ ઓછો થાય અને તેમની શારીરિક સ્થિતિ સારી થાય